ગુજરાતની મુખ્ય રમત ગમતની વ્યક્તિઓ અથવા તો હસ્તીઓમાંથી નીચી પ્રમાણેના અમુક રમતવીરોના નામ યાદ છે જેમકે અજય જાડેજા જે ક્રિકેટમાં સારા બેસ્ટમેન હતા ત્યારબાદ રવિન્દ્રસિંહ જાડેજા કે જે હમણાં જ ટી ટ્વેન્ટી ગેમમાંથી રિટાયરમેન્ટ લીધી છે તેમજ વન ડે ગેમમાં એમનું રમવાનું ચાલુ છે એ સિવાય હાર્દિક પંડ્યા જે બરોડાના નિવાસી છે અને ટી ટ્વેન્ટીના કપ્તાન પણ રહી ચુક્યા છે એ સિવાય ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ બન્ને બ્રધર્સને આખું ગુજરાત ઓળખી રહ્યું છે તેમજ અક્ષર પટેલનું નામ કઈ રીતે ભૂલી શકાય કે જેમને વલ્ડ કપમાં પોતાની જવાબદારી નિભાવીને એક સરસ મજાનો સ્કોર કરીને આપણા ઇન્ડિયન ટીમને ટુ થાઉ ટુ થાઉસન્ડ ટ્વેન્ટી ફોરની ટી ટ્વેન્ટી જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે